નજીકના નગર અથવા ગામડાઓની મુલાકાત તમે કેટલા સમયાંતરે લો છો અને ક્યા હેતુઓ માટે અમે છે ને તે પાંચ મિત્રોનું એક ટોળકી છે અમે ફરવાના શોખીન છીએ અને અમે એવું નક્કી કર્યું છે કે દરેકના જન્મ દિવસે એ જ્યાં કે ત્યાં જવું તો અને ખાસ કરીને અમારો હેતુ હોય છે ધાર્મિક પ્રવાસ એટલે અમે ભારતના અલગ અલગ ધાર્મિક સ્થળો પર તીર્થસ્થાનો પર અને કેટલી વાર મોજમસ્તી માટે પણ પ્રવાસ કરીએ છીએ તો એ એ એમાં અમારું કદાચ સૌથી હૃદયની નજીક ગણાય તેવું એક સ્થાન છે વૃંદાવન તે ઉપરાંત અમે દ્વારકા પછી જગન્નાથપુરી અને પોન્ડિચેરીમાં ઓરોવેલ આ બધી જગ્યા પર સરસ દર્શન વગેરે કર્યા છે ચારધામની યાત્રા એ હવેનું અમારું એક લક્ષ્ય છે જોઈએ હવે ક્યારે થઈ શકે અને એ ઉપરાંત બસ આમ જ હરવા ફરવા માટે નજીકનું હવાફેર કરવા માટે મિત્રો સાથેનું મોજ મજા આનંદ મસ્તી કે ઉજાણીના સ્થળો જેવી રીતે સુરતની નજીક સાપુતારા છે પછી વલસાડ વાપી દમણ એવા નાના મોટા સ્થળો છે તે ઉપરાંત એડ સાહસિક પ્રવાસો પણ અમે કરતા હોઈએ છીએ અને ઓફિસમાંથી પણ બધા સ્ટાફને સાથે પણ આવા નાના મોટા પ્રવાસ કરીએ છે એક નેચર ક્લબ કરીને સુરતમાં બહુ સારી સંસ્થા છે જે લોકો આવા નાના મોટા આયોજનો કરે છે તો તેમની સાથે પણ એમાં એની સાથે પણ જોડાઈને અમે પ્રવાસો યોજતા હોઈએ છીએ એ ઉપરાંત કચ્છનું ધોળાવીરા કરીને એક છે જે આપણે પ્રાચીન સંસ્કૃત સા સભ્યતાનું આર્ક્યોલૉજિકલ એક એ મળી આવેલું શહેર છે જે હડપ્પન સંસ્કૃતિ હડપ્પાની સંસ્કૃતિના લોકો વિશેનું બહુ જ સરસ જ્ઞાન મળે એવી જગ્યા છે અને ત્યાં ફોસિલ પાર્ક છે જીવાશ્મીઓ નું આખું મ્યુઝિયમ જેવું છે અને ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ ખૂબ જ રસપ્રદ માહિતીઓ મળે એવી જગ્યાઓ છે જે ગુજરાતમાં અને ગુજરાતની આજુબાજુ જઈ શકાય એવી છે અને અમે બસ પર્યટન હેતુથી અને તીર્થના સ્થાનોમાં જ જઈએ છીએ